ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડૉક્ટર મને છે ને આજ સવારથી છે ને મને શોલ્ડર ઉપર પેન થાયે છે તમે કઈ સકો છો હું કાલે છે ને રમતી હતી ખોખો ત્યારે છે ને મારે શોલ્ડર થોડો ખેંચાઈ ગયો તો અને પડી તી એની લીધે મને દુખે છે બે ત્રણ દિવસ થઈ ગયા થા મારે

હા મેં ઘરે છે ને થોડાક શેક અને થોડુંક ગરમ પાણીની કોથળી અને તેવી પ્રાથમિક સારવાર લીધી હતી એમ બીજું કાઈ લીધું નતું ના મને દુખાવો ઘટ્યો નથી પણ થોડો ઓછો થયો છે અને ઉન હા થોડો થોડો સોજેલો છે અને દુખે છે મને બે દિવસથી તો બઉ એના બીજા દિવસે મને દુખવાનું શરૂ થયુ હતું એ દિવસે નતું દુખતું હા મેં બે દિવસ સુધી કાળજી લીધી અને પછી મેં સારવાર પણ કરી છે હવે મને દુખે છે તો હવે શું કરું ડૉક્ટર હ ડૉક્ટર પેનકીલર તો બઉ ઓલું નઈ થઈ જાયે પેનકીલર બઉ મને છે ને

ઓકે તો ડૉક્ટર તમે મેડિશન એ છે ને મોકલાવી દયો ઓકે